મારા સત્યના પ્રયોગો આ એવું પુસ્તક છે જે હું માનું છું કે દરેક વ્યક્તિએ ઓછામાં ઓછું એકવાર વાંચવું જોઈએ એનું કારણ એ છે કે સત્યના પ્રયોગો વાંચ્યા પછી ગાંધીજીની જે જીવન યાત્રા છે જે સામાન્ય માણસમાંથી એમને વિશ્વની વિભૂતિ બનાવી અને જીવનમાં આવતી દરેક નાનીથી મોટી સમસ્યાનો કેવી રીતે ઉકેલ લાવો એ એની જીવન કરતીમાં મળે છે અહીંયા એક પ્રસંગ કહેવો મને આવશ્યક લાગે છે ગાંધીજી સાઉથ આફ્રિકામાં વકીલાતની પ્રેક્ટિસ કરતા હતા એમણે એવો આગ્રહ રાખેલો કે જે પણ અસીલ આવે એણે જે પણ ગુનો કર્યો હોય એ એને કબૂલી લેવો પડે હવે એક પારસી સજ્જન ગાંધીજી પાસે આવે છે એક્સાઈઝની ચોરી બદલ એમની ધરપકડ કરવામાં આવી હતી હવે સાઉથ આફ્રિકામાં એવો કાયદો હતો કે એક્સાઈઝ એટલે દાણ ચોરી જે કરે એણે જેટલા રકમની દાણચોરી કરી હોય એનાથી અગિયાર ગણો દંડ ભરવો પડે અને ઓછામાં ઓછી બે વરસની જેલની સજા થાય આ કાયદો હતો હવે એ પારસી સજ્જન ગાંધીજી પાસે આવે છે એ એક્સાઈઝની ચોરીમાં પકડાયા હતા અને ગાંધીજીને એમણે રિક્વેસ્ટ કરી કે ભાઈ મને ગમે તેમ કરીને આ જેલની સજામાંથી છોડાવો હું અગિયાર ગણો દંડ ભરવા તૈયાર છું પણ મને જેલની સજામાંથી માફી અપાવો એટલે ગાંધીજીએ કહ્યું કે ભાઈ જો મારો તો સિદ્ધાંત છે કે હું સત્યની રાહે જ ચાલું છું એટલે તમે જો દાણચોરી કરી હોય તો તમારે પહેલાં કબૂલવું પડશે કે તમે દાણચોરી કરી છે તો પારસી સજ્જન કહે કે બાપુ કે જો હું કબૂલી લઇશ તો તો મને જેલની સજા થશે એટલે ગાંધીજી કહે કે ના મારો તો આ જ સિદ્ધાંત છે તમારે કબૂલવું તો પડશે જ નહિંતર તમે કોઈ બીજા વકીલને શોધી શકો છો પણ જો મારે કેસ લડવો હોય તો મારા અમુક સિદ્ધાંતો છે હવે બે ત્રણ દિવસ પછી પારસી સજ્જન ફરી પાછા આવ્યા કે નહીં બાપુ તમે જ કેસ લડો તો કહે તો તમારે કબૂલવું પડશે તો કહે હા તૈયાર છું કબૂલી લઉં છું પછી ગાંધીજીએ સહજ રીતે પૂછ્યું કે ભાઈ તમે આટલા સજ્જન માણસ છો તો આ દાણચોરી શું કામ કરી એટલે એ પારસી સજ્જન કહે કે મેં જ્યારથી ધંધો શરૂ કર્યો ત્યારથી કોઈ દી એક્સાઈઝ ભરી જ નથી છેલ્લા પંદર વર્ષથી ધંધો કરું છું ને કોઈ દિવસ મેં એક્સાઈઝ ભરી નથી આ પહેલી વખત પકડાયો હવે ગાંધીજીએ પાછા બૉલપેન નીચે મૂકી દીધી કે ભાઈ પારસી સજ્જનને કહ્યું કે ભાઈ તમે ખરેખર હવે બીજા વકીલને જ શોધી તો ઓલો કહે કેમ કહે કે તમે મારી પાસે કબૂલ્યું કે પંદર વર્ષથી તમે એક્સાઈઝ જ નથી ભરી તો હવે તમારે એ કબૂલવું પડશે કે પંદર વર્ષથી તમે એક્સાઈઝ નથી ભરી એટલે પારસી સજ્જન મૂંઝાયા તો હવે કરવું શું છતાંય હિંમત કરી અને એણે ગાંધીજીને કહ્યું ના તમે જ કેસ લડો મારો એટલે ગાંધીજીએ કહ્યું કે એક કામ કરો કે તમે પંદર વરસથી જે એક્સાઈઝ નથી ભરી એનો અગિયાર ગણો જે દંડ થાય એનો ડ્રાફ્ટ બનાવો ચેક બનાવો અને અત્યારે જે તમે પકડાયા છો એને અગિયાર ગણા રકમનો ચેક બનાવો આ બેય ચેક મને સુપરત કરો એટલે એ સજ્જને એ રીતે એ ચેક બનાવીને ગાંધીજીને સુપરત કર્યા હવે ગાંધીજીએ કોર્ટમાં જજ સામે બધી હકીકત મૂકી કે ભાઈ મારા અસીલ પંદર વરસથી ધંધો કરે છે ને એમણે કોઈ દિવસ એક્સાઈઝ ભરી જ નથી આ પહેલી વખત પકડાયા છે પણ એમને પસ્તાવો થયો છે એટલે જે પકડાયા છે એ રકમ તો અગિયાર ગણી ભરી છે પણ છેલ્લા પંદર વરસથી જે એમણે એક્સાઈઝની ચોરી કરી હતી એનો અગિયાર ગણો દંડ પણ આ સાથે ભરી દે છે અને હવે એટલો બધો પસ્તાવો થયો છે કે ફરી કોઈવાર એ દાણ ચોરી નહીં કરે એટલે જજ તો તાજુબ પામી ગયા અને એમની જેલની સજા માફી એ બે વરસની જે જેલની સજાનો કાયદો હતો એ પારસી સજ્જન માટે એણે માફી આપી દીધી તો આની ઉપરથી મને લાગે છે કે જો સત્યને વળગી રહો તમે તો અંતે ગમે એટલી મુશ્કેલીઓ આવે પણ અંતે વિજય તો તમારો જ છે તો મને એવું લાગે છે કે આ એક પુસ્તક એવું છે કે દરેક વ્યક્તિએ વાંચવું જોઈએ અને એનું જીવનનું ઘડ અને બને તો યંગ એજમાં જ વાંચવું જોઈએ કે જે પછીનું જીવન છે એ બહુ સરસ રીતે ઘડી શકે